મેં એક એવું પુસ્તક વાંચ્યું જે આપણા ભારતીય જવાનનું હોય જે પોતાના ઘર મમ્મી પપ્પા ભાઈ બહેન પતિ પત્ની છોકરાઓ બધાએને મૂકીને બોર્ડર ઉપર જાય છે એ પુસ્તક હતું જે પુસ્તક નામ હતું હમ એક જવાન સૈનિક એ પુસ્તકમાં એવું સંવેદનશીલ હતું કે જે પોતાને નહીં બધું મૂકીને પોતાના દેશ માટે કાંઈક કરે છે પોતાના બે વર્ષના બાળકને એમ ઘરે મૂકીને પોતે દેશ માટે બોર્ડર ઉપર જાય છે અને શહીદ થઈ જાય છે એ પુસ્તક વધારે જતું ઈમોશનલ જેવું તે પુસ્તક આમ વાંચતા એમ થોડુંક રડું આવી જાય એવું હતું એ પુસ્તક